લેખન કરવા એટલે લખવાથી તો ઘણાં લક્ષ્યો પ્રાપ્ત થઈ શકે છે મારાં લક્ષ્ય તો એવાં છે કે હું લખીને સારા એવાં નાટકો લખું તો લોકો ભજવાય અલગ અલગ શો થાય પછી નવલકથા લખીએ તો લોકો વાંચે એની ઉપરથી શોટ ફિલ્મ બને વેબસીરિઝ પણ બને એવી મારી અપેક્ષા છે લક્ષ્યો છે અને સારા એવા જો લખી તો બુક પણ પબ્લીશ કરી શકીએ છીએ તો લખવા ઘણું બધુ લખવાનું થાય આપણે જો જર્નાલિઝમનો કોર્સ કર્યો તો જર્નાલિઝમનો કોર્ષ કર્યો તો તમે સારી એવી પ્રેસમાં જઈને તમે સારું એવો આર્ટિકલ પણ લખી શકો છો તમારા છાપામાં દરરોજ લોકો આર્ટિકલ વાંચીને તમારી પ્રસિદ્ધિ તમે મેળવી શકો છો એટલે લખવાની લખવાથી જો તમે ઘણાં બધા લક્ષ્યો અને આકાંક્ષા તમે મેળવી જ શકો છો અને ઘણું બધુ તમે પ્રાપ્ત પણ કરી શકો છો